ભારતીય અર્થતંત્ર એવી રીતે સુધર્યું છે કે પહેલાંનાં સમયમાં વધારે પડતી મોંઘવારી ન હતી અને હમણાંના સમયમાં વધારે મોંઘવારી છે અને તેમાં વિકાસ પણ થયો છે જોવામાં આવે તો એ વિકાસમાં પહેલાંનાં સમયમાં મોબાઈલ કે ઈન્ટરનન કે વાઇફાઈની સુવિધા ન હતી અને અત્યારના સમયમાં એ બહુ જ સુવિધા છે અને એ પણ ઘર બેઠાં દસ મિનિટમાં પણ આપણે કંઈ પણ મંગાવવું હોય કોઈ પણ ખૂણામાં હોય આપણે એ તરત મંગાવી શકીએ છીએ જેમકે જોવામાં આવે તો કોઈપણ કપડાં ખરીદવા હોય કે બુટ ચંપલ કે વગેરે જેવા કે આપણે ફોન બી ખરીદવો હોય નવો કે પરંતુ કે પછી રસોડાનું કંઈ પણ સામાન ખરીદવો હોય કે આપણે નવી બાઈક પણ લેવી હોય તો તે પણ આપણને ઘર બેઠી મળી જાય છે અને તે પણ કેટલી સસ્તી છે અને કેટલી મોંઘી તે પણ આપણે જાણી શકીએ છીએ અને બુક જેમકે હવેથી બસના ધક્કા પણ નથી ખાવા પડતા અને આપણે ક્યાં બસ ક્યાં છે અને તેનું લોકેશન પણ આપણે જાણી શકીએ છીએ જેમકે બસની ટિકિટ કાઢવી હોય તે પણ આપણે બસ ડેપોમાં જવા પડતું નથી અને એ આપણે ફોનથી જ તે બસ ટિકિટ કે ટ્રેનની ટિકિટ કાઢી શકીએ છીએ પહેલાંના જમાન પેહલાં આપણે બેંકમાં જવા પડતું હતું નાણાં ઉપાડવા માટે અને અત્યારના સમયમાં આપણે પોતે ફોનથી પણ ગુગલ પે જેવું કરી શકીએ છીએ જેથી આપણને પૈસા પોતાને પણ સેફ રાખવા પડતા નથી અને એ બેન્કમાંથી જ કપાઈ જાય છે બેંકમાં મૂક્યા પછીથી અને વિકાસમાં મુખ્ય ઉદ્યોગો જેવા કે પેટ્રોલ હજીરા જામનગર વગેરે જેવા અને ઑટોમોબાઇલ ટાટા સોફ્ટવેર ઇન્ડસ્ટી જેવા વગેરે ઉદ્યોગો પણ છે જેમકે ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ રંગ રંગ રસાયણ ઉદ્યોગ કેમિકલ ઉદ્યોગ જેવા કે આ ઉદ્યોગોથી ઘણો બધો ફાયદો આપણને થાય છે અને નુકસાન પણ થાય છે અને આ ઉદ્યોગોને લીધે આપણને સારામાં સારું પ્રોડક્ટ મળે છે જેમકે ઈન્ટરનેટ એટલે મોબાઈલમાં આવતું એક સોફ્ટવેર જેવું છે જેમકે ઈન્ટરનેટ એ આપણે પહેલાંના સમયમાં કોઈ વધારે ઉપયોગ કરતું ન હતું દસ ટકા જેટલા ઉપયોગ કરતા હતા ઇન્ટરનેટનો હવેના સમયમાં બધા પાસે નેવું ટકા નો ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે કંઈપણ મંગાવવું હોય તો ઓનલાઇન મંગાવી લે છે અને આ રીતે ભારતીય અર્થતંત્રમાં સુધારો થયો છે અને ભ્રષ્ટાચાર મટ્યું છે